હાલો આજે આપણે ભારત ભારત દેશની ફેશન અને તેના પહેલા ખૂબ જ સારી હતી ભારતની સંસ્કૃતિ હિન્દુ પ્રમાણે ચાલી આવતી હતી પહેલાના જમાનામાં સ્ત્રીઓ બધી એ સાડી પહેરતી હતી ડ્રેસ પહેરતી હતી અને એમાં આ બધી સ્ત્રીઓ પોતાના વેશ ધારણ કરતી અને સ્ત્રીઓ જે કપડા પહેરતી એ ખૂબ જ સારા લગતા હતા એમની ઉપર અને એ સંસ્કૃતિ આપણી પહેલેથી આવી રીતે ચાલતી આવતી હતી અને એ સંસ્કૃતિ ઉપરથી ધીમે ધીમે વેસ્ટર્ન કપડા બધાય સ્ત્રીઓ પહેરવા લાગી છે પશ્ચિમની સંસ્કૃતિ ધીમે ધીમે ભારતમાં આવવા લાગી છે ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિમાં જ સ્ત્રીઓ બધી જીન્સને ટી શર્ટ શર્ટને પેન્ટને એવા કપડા પણ પહેરવા લાગી છે અને જે પહેલા ભારતની સસંકૃતિ આપણે જે હતી કે એ છોકરીઓ કે સ્ત્રીઓ જે હતી જે સાડી પહેરતી હતી અને પૂજા પાઠ કરતી હતી અને મંગલસૂત્ર લગન કરેલી સ્ત્રીઓ સિંદુરને એવું બધું લગાળતી હતી અને એટલી બધી ફેશન જે છે પહેલાના જમાનામાં નહોતી અને સ્ત્રીઓને એટલી સારી રસોઈ કરતાં આવડતી હતી અને સ્ત્રીઓને રસોઈ કરવામાં તો બાજરીના રોટલા અને એવી બધી ગામડામાં પણ એટલી ફેશન જે છે એના આવી નહોતી અને હવે જે પશ્ચિમની ફેશનની અસર છે એ આપણે ભારત તરફ આવવા લાગી છે કારણ કે અત્યારે તો બધી સ્ત્રીઓ જે છે એ ઝાઝા ભાગે રસોઈ ઓછી કરે છે અને બહારથી મંગાવે છે જમવાનું જાણે કે મન્ચુરિયન છે નુડલ્સ છે જે પશ્ચિમી સંસ્કૃતિમાં અમેરિકા કે જાપાન ન્યુયોર્ક એવા દેશોમાં જે બધી સંસ્કૃતિ ચાલી આવે છેને જે તે ખવડાવે છે અને ત્યાં જમવાનું જે ચાલ્યું આવે છે એ રીતે અત્યારે ની સંસ્કૃતિ પણ આ રીતે ચાલવા માંડી છે એટલે ભારતની સંસ્કૃતિને પણ ધીમે ધીમે જાતિ જાવા લાગી છે અને પશ્ચિમની સંસ્કૃતિ આવા લાગી છે પહેલા તો ભારતની ફેશનમાં કે હિન્દુ પ્રમાણે જ્યારે કોઈ સ્ત્રીને પુરુષના લગન મેરેજ થતાં હતા લગ્ન થતાં હતા ત્યારે તેઓ સાડી પે સ્ત્રી સાડી પહેરતી હતી અને પુરુષ જે છે એ ધોતી અને શર્ટ પહેરતા હતા એ એમની પરંપરા જે છે આપણી ભારતની એ પહેલેથી ચાલતી આવતી હતી અને હવે જે છે તો પશ્ચિમની સંસ્કૃતિ જે ભારત ઉપર અસર કરે છે એના લીધે અત્યારે ભારતમાં જેના લગ્ન થાય છે એ લોકો આમ પશ્ચિમ સંસ્કૃતિમાં જે રીતે શુટ પહેરે છે બુટ શૂટને બુટ પેરે છે પુરુષો અને સ્ત્રીઓ જે છે એ વેસ્ટર્ન ગાઉનને એ પહેરે છે એ રીતે ભારતમાં પણ આ બધી પશ્ચિમ સંસ્કૃતિની અસરો થવા થાવા લાગી છે કે ભારતની સંસ્કૃતિ ઉપર આ બધી અસર પડે છે અને આ બધી સંસ્કૃતિ અને જે હિન્દુ દેશ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ જે આપણી હતી એ ધીમે ધીમે જાવા લાગી છે અને પશ્ચિમની સંસ્કૃતિ એ અહીંયા આવવા લાગી છે ભારતની અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે લગન થતા હતા બધાના બધાના પહેરવેશને કપળા બધાના જુદા જુદા હતા જમવાનું બધાનું અલગ અલગ રીતે હતું બધાની જે છે બધું અલગ અલગ થતું હતું અને એની જગ્યાએ અત્યારે તો બધાય પશ્ચિમની સંસ્કૃતિ તરફ ધીમે ધીમે વળવા લાગ્યા છે આવી રીતે આપણી આ ભારતની સંસ્કૃતિ ઉપર પશ્ચિમની સંસ્કૃતિ જે છે એનો આટલો બધી અસર પડે છે આટલો બધો પ્રભાવ થાય છે કારણ કે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ અને એ બધામાં જે પશ્ચિમની સંસ્કૃતિ વિશે અને બધું દેખાવે છે એમાં એના હિસાબે બધા લોકો જે છે પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળવા લાગ્યા છે અને આપણા ભારતની સંસ્કૃતિ છે એ બધે ભૂલતા જાય છે ધીમે ધીમે આવી રીતે ભારતની સંસ્કૃતિ આપણી એ છૂટતી જાય છે આપણા હાથમાંથી અને અત્યારે જે સ્ત્રીઓ છે એ પણ અત્યારની સ્ત્રીઓ પણ જે છે એ બહાર જમવા જાય છે બાર હરવા ફરવા જાય છે અને કોઈને શરમ કે એવું બધું ધીમે ધીમે જતું રહે છે ભારતની સંસ્કૃતિમાં પહેલા તો આપણે એવું હતું કે એક સ્ત્રી એકબીજા પુરુષ સાથે વાત ના કરી શકે એના પતિ સિવાય કે એના વાત ના કરી શકે અને જે સ્ત્રીના લગ્ન થઈ જાય છે એ સ્ત્રી તો એના સસરાને લાજ કાઢવાની અને એવી બધી પ્રથા જે છે એ આપણી સંસ્કૃતિમાં ભારતમાં ચાલી આવતી હતી અને એ સંસ્કૃતિ હવે ધીમે ધીમે ચાલી જાય છે અને આપણી સંસ્કૃતિ આ ભારતની સંસ્કૃતિ ધીમે ધીમે ગુમાવતા જાઈએ સીએ અને પશ્ચિમની સંસ્કૃતિ જે છે એ આપણે લોકો ભારતના બધા અપનાવવા લાગ્યા છીએ ભારતની સંસ્કૃતિ જે એ ખૂબ જ સારી છે અને છતા પણ લોકો ફોન અને ઈન્ટરનેટ અને જે ઈલેક્ટ્રોનિક્સ ગેજટસને એના બધાના કારણે આપણે આ સંસ્કૃતિને ભૂલતા જાઈ છી અને અહીંયા આ પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળતા જાય છે